ઘરની આજુબાજુના વિસ્તારોમાં કચરો ન થાય તે માટે કચરો યોગ્ય રીતે ફેંકવો અને રોગચાળાને અટકાવવા માટે નિયમિત સફાઇ કરવી મચ્છર જેવા જીવજંતુઓ ન પેદા થાય તે માટે બારમાસી પાણીના ઠરેલા સ્ત્રોતો ગમલા ટાંકીઓમાં પાણી ભરેલું ન રહે એનું ધ્યાન રાખવું ઘરના આસપાસના ઝાડ પાન કે છોડને નિયમિત રીતે કાપી આપવા જેથી જીવજંતુઓ ન ફેલાય જીવજંતુઓ રોકવા માટેની દવાઓ સમયસર છાંટવી કે મચ્છરો માટે રિપેલટસ અથવા પેસ્ટ કંટ્રોલ સેવાઓનો ઉપયોગ કરવો સ્થાનિક સ્વચ્છતા અભિયાનોમાં ભાગ લઇને જાહેર વિસ્તાર સ્વચ્છતા જાળવવામાં મદદ કરવી ઘરમાં અને બહાર ખોરાકને ઢાંકીને રાખવો જેથી કીટક અને જીવાતો ના આવે રોગચાળો ફેલાતા અટકાવા માટે ભીના અને સૂકા કચરાની વિવેકપૂર્ણ વિતરણ વ્યવસ્થા કરવી ગંદા પાણીના પ્રવાહને રોકવા માટે ગટરમાં જઈને નિયમિત ચકાસણી કરવી અને વાહન વ્યવસ્થામાં કોઈ સમસ્યા હોય તો સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરવી